અહીંયા પર્યાવરણીય પડકારો તો બહુ જોયા અત્યારે પ્રદુષણ બહુ વધી ગયું છે ઝાડ કપાઈ રહ્યા છે બરાબર છે ગ્લોબલ વોર્મિંગની બહુ અસર છે અત્યારે આ ચોમાસું ચાલી રહ્યું છે તો પણ વરસાદ નથી અને જ્યારે ક કહેવાય કે કચરાપેટીઓ ડેલી લગભગ લોકો આવતા નથી અને અહીંયા પર્યાવરણીય તકલીફ તો રહે છે